નમસ્કાર મેડમ કેમ છો હા હં ઓકે હંહં સારું સારું નહીં તમે ત્રણ તોલા મૂકો તો તમને દસ લાખની આડે ગાળે મળી શકે હા કેમકે ગોલ્ડનો અત્યારે ભાવ એવો છે ને મેડમ એ તો ગોલ્ડ હોય એ પર આધાર રાખે પાંચ ટકા કેટલા અ પાંચ પર જ હોય આમ તો

હં હં ડોક્યુમેન્ટમાં તો ડોક્યુમેન્ટમાં તો એમ છે ને હા હોય જ ને જો એમાં આવું હોય તમારા જે બધા ડોક્યુમેન્ટ્સ હોય ને એ તમારે વેરીફાય કરાવવા પડે બરાબર એ ડોક્યુમેન્ટ્સમાં શું હોય કે આધાર કાર્ડ છે બેંકની પાસબૂક છે બરાબર ચૂંટણી કાર્ડ છે એવું બધું અચ્છા ચોવીસ કેરેટનું સોનું છે હં હંહં કંઈ કંઈ વાંધો નહીં અમાર અમારે ત્યાં મળે જ છે લોન અને સારા અ વ્યાજે મળે છે એટલે લઇ શકો તમે એચડીએફસીમાંથી હા રીઝનેબલ જ છે વ્યાજ હા એ વાત સાચી છે ના ના અમારે રીઝનેબલ જ વ્યાજ છે જો આધાર કાર્ડની ઝેરોક્ષ તમારી પાસબૂકની ક્ષેરોક્ષ પછી તમારું ગોલ્ડ હોય એની રિસીપટ તમે જ્યાંથી લીધેલું હોય તે અને તમારા જે મકાનનું લાઈટ બીલ છે એ બધું ફોટાની જરૂર પડે ને તામારા ફોટા બે

હા મળી જશે ગોલ્ડ લોન તો તમને ક્યાંયથી મળી જશે કોઈ બી જગ્યા બેંકમાંથી ગોલ્ડ હોવું જોઈએ એ એ અઠવાડિયું થાય અઠવાડિયું થાય તમને પાસ થતાં

હા અઠવાડિયા પછી આવે હા એનો મેસેજ પણ આવે ને તમને અને કોલ પણ આવે હ આવી રીતનાં તમે એક કામ કરો અહીંયા બેંક આવી ને વિઝિટ કરી જાઓ એ હા અને બધા ડોક્યુમેન્ટ્સ પણ લેતાં આવજો હા ઓકે એટલે કાલે તો હજી બે દીની બેંકમાં રજા છે પરમ દીવસના આવજો